હા અમારા ગામમાં જોવા જઈએ તો સિંચાઇની સુવિધા પૂરતી છે અને તે અમૂક રીતે સારી પણ છે આ વિસ્તારની પીયત જમીન સામાન્ય રીતે વિવિધ પાકો ઉગાડવામાં આવે છે જેમ કે અનાજમાં જોવા જઈએ તો ઘઉં જ્યોત અને બાજરી તેલવાળી આઉટ જોવા જઈએ તલ સોયાબીન અને સન ફ્લાવર કઠોળ જોવા જઈએ તો ચણા મરચું અને શાકભાજી ટામેટા રીંગણાં અને બટાટા ફળો જોવા જાઈએ તો આંબો કેળા અને પપૈયા જે ઘણાં બધાં ફળો ફ્રૂટો અને શાકભાજીનું ઘણું બધું વાવેતર કરવામાં આવતું હોય છે તો સિંચાઈની સુવિધાઓ ખૂબ ઉપયોગી બની છે જો સિંચાઈ સુવિધાઓ સારી હોય તો પીયત જમીનના પાકોનું ઉત્પન ગુણવત્તા અને માત્રા વધારે આવે છે પાણીનો યોગ્ય પુરવઠાઓ જમીન ક્ષતિ અને નવા વિઘનો ઉપયોગ પણ કારક સાબિતી થાય છે તો સિંચાઈની સુવિધા ઘણી ઉપયોગી બને છે